ગુજરાતી ભાષામાં વ્યાકરણ અને ઉચ્ચારણ બંને બહુ મહત્ત્વના સ વિષય છે વ્યાકરણ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે સામેવાળી વ્યક્તિને સ પૂરી કઈ રીતે એને સમજાવી શકો અને ઉચ્ચારણ એટલે કે કેમ બોલવું તમે કોઈને પ્રશ્ન પૂછો તો કયા કેવો ઉદ્ગાર નીકળે કોઈને તમે એનો જવાબ તમારી સામેથી તમે એગ્રી હો તમે એ સંબંધને એને અનુરૂપ હોય અને તમે એમાં તમારી હા હોય તો તમે એને કઈ રીતે આપો એ ઉચ્ચારણમાં આવે એટલે ઘણી વાર ઉચ્ચારણ અને વ્યાકરણ એકબીજાના સબંધી જ છે અને એના વગર ભાષા શક્ય જ નથી